હેલો સાઈરામ આઈસક્રીમ પાર્લર પાર્લર હું મારે પચીસ લોકો માટે આઈસક્રીમ જોઈએ છે તમારે ત્યાં કઈ કઈ ફ્લેવરના આઈસક્રીમ મળે છે જેમાંથી સારી સારી કઈ કઈ ફ્લેવર છે અમારે પચ્ચીસમાંથી તેર આઇસક્રીમના કપ બાર કોન જોઈએ છે તેરમાંથી પાંચ ફરાળી આઈસક્રીમ જોઈએ છે હા તો પાંચમાં માવા મલાઈ હા તો પાંચમાંથી બે માવા મલાઈ બે અંજીર અને કાજુ દ્રાક્ષ કરી દો

આઠમાંથી પાંચ ચોકલેટ ચિપ્સ અને ત્રણ કેરેમલ બટરસ્કોચ મારે ટોટલ કેટલું થયું કોઈ ડિસ્કાઉન્ટ આપશો આટલા મોટા ઓર્ડર માટે પણ હા પછી સી બસો છ નેક્સસ ફોરમાં મોકલો ઓકે